હાલો હા મેં અમદાવાદથી સાણંદ જવા માટે ટેક્સી બુક કરેલી હતી હા અને તેનું મારું ભાડું અમે નક્કી કરેલું હતું નીકળતી વખતે છ હજાર અને હું સાણંદ પહોંચી ગયો ત્યારે ટેક્સી ડ્રાઈવર મારા જોડે સાત હજાર માગે છે ભાડું

હા વધારે જ માગે છે હવે તેના માટે મારે શું કરવું અને આપણું ભાડું પહેલેથી જ નક્કી જ થયેલું હતું તો આટલું છે તેમ છતાં પણ એ વધારે ભાડું માગે છે હા ના આજે પ્રોપર જે પ્લેસે મારે જવું હતું એ જ જગ્યાએ આજુબાજુમાં કોઈ જગ્યાએ અમે ગયા નથી જે જગ્યાની મેં બુક કરેલી ત્યાં જ અમે ગયા તા તેમ છતાં પણ એ વધારે ભાડું માગે છે હા તો આપણે શું કરી શકીએ એના માટે એનો ટેક્સી નંબર ઓકે એનો ટેક્સી નંબર છે જીજે જીરો વન એમ વાય થ્રી ફોર એટ ટુ હા એના ટેક્સી નંબર છે હા તો તમે એમને કોલ કરીને પૂછી શકો છો કે કેમ તમે આટલું ભાડું વધારીને લો છો હા તો મને જણાવીને તમે કોલ કરો ઓકે